ગુજરાતમાં સ્વાસ્થ્ય સંભાળને સુધારવા માટે ઘણી બધી પહેલ અત્યારે ચાલું છે જેમકે સ્કૂલમાં મને ખબર છે ત્યાં સુધી સ્કૂલમાં ખૂબ જ સરસ રીતે આરોગ્ય વિભાગ તરફથી તપાસણી થતી હોય છે અને વિકલાંગ બાળકો ને માટે ખાસ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે નેશનલ હેલ્થ મિશનમાં પણ અત્યારે ખૂબ સરસ યોજનાઓ ચાલી રહી છે જેની માહિતી હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે પછી હવે ભારત સરકારની એકસો આઠ એંબ્યુલન્સ પણ કોઈપણ ઇમરજન્સીમાં પણ મળી રહે છે અને અવેરનેસ કાર્યક્રમ માટે આયુર્વેદિક જન ઔષધિ યોજનાઓ પણ ખૂબ સરસ અત્યારે સરકારે અમલમાં મૂકી છે જેનાં દ્વારા સસ્તી દવાઓ જેનરિક મેડિસિન આ બધાથી ગરીબ જે લોકો છે એ લોકોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે પ્લસ આયુષ્યમાન કાડ અને એવી સેવાઓ પણ છે તો મોટા ઓપરેસન્સ તેમાં સસ્તામાં અને સરળ રીતે મફતમાં થઈ જાય છે અને ઘરે પેશન્ટને મૂકવા આવે ત્યાં સુધીની સગવડ હવે સરકાર આપતી થઈ છે પ્રાઇવેટ દવાખાનામાં પણ